આપણે હવે વાત કરવી છે કે શિક્ષક અને શિષ્ય વિશે તો સમજો કે શિક્ષક આપણા જીવનમાં ના આવે તો શિષ્ય ક્યારેય પણ આગળ જતા જ નથી કારણ કે શિક્ષક વિના આપણે એજ્યુકેશન જ ના હોય તો આપણે આગળ કેવી રીતે આપણી લાઈફમાં જઈ શકીશું શિક્ષકનું એ બહુ મોટું યોગદાન છે અને મારા સિંગિંગના શિક્ષક હતા એમનું નામ છે મોરજનીસ એન્થની તેઓ મને સિંગિંગ શીખવાડે કીબોર્ડ શીખવાડે અને એ એ સાઈટેડ શિક્ષક હતા અને હું વિઝ્યુઅલી ઈમ્પૅર્ડ એટલે કે હું ટોટલી બ્લાઇન્ડ તે છતાં પણ મને એ રીતે શિખવાડતા હતા ને કે હું પણ એઝ અ નોર્મલ પર્સન છું એ રીતે ટ્રીટ કરીને મને પ્રોપરલી સિંગિંગમાં અને કીબોર્ડમાં સપોર્ટ કરી રહ્યા હતા અને સિંગિંગમાં શીખવા માટે ઘણો બધો સમય લાગે અને એ લોકો બ્લાઇન્ડ વ્યક્તિને ટ્રીટ કરવું ખૂબ જ એ લોકો માટે નવી વસ્તુ ગણાય આ કારણ કે બ્લાઇન્ડ લોકોને હાલમાં કોઈને ખ્યાલ ન હોય કે બ્લાઇન્ડ શું શું કરી શકે છે તો મેં ફસ્ટ એવો સ્ટુડન્ટ હતો મને ગર્વ છે કે હું એ સર પાસે ફસ્ટ એવો સ્ટુડન્ટ હતો કે હું ટોટલી બ્લાઇન્ડ હતો પોતે અને સિંગિંગ તેમજ કિબોર્ડ પ્લેઈંગનું શીખવા માટે ગયો હતો એમને પણ ખૂબ જ અંદરથી ઈચ્છા થઈ કે નહીં હું તને ખૂબ આગળ વધારીશ મારાથી થશે એટલી હેલ્પ કરીશ અને થશે એટલું મેક્સિમમ તને આગળ લઈ જવાનો પ્રયત્ન કરીશ અને ખરા અર્થમાં એમણે એવું કર્યું પણ ખરું કારણ કે હું જે કંઈ પણ છું એ મારા ગુરુજીના કારણે છું અને શિષ્યની જે જીત છે ને એ જ ગુરુજીની સાચી જીત છે એવું મારું વ્યક્તિગત માનવું છે કારણ કે એક શિષ્ય આગળ વધી રહ્યો હોય આજે તો ગુરુજીને જેટલું ખુશી થાયને એટલી મને લાગે છે કે બીજા કોઈને નહીં થાય કારણ કે ગુરુને એટલું તો એના એમના મનમાં થાય કે મારો શિષ્ય આજે આટલો બધો આગળ વધી રહ્યો છે અને આટલી બધી તરક્કી કરી રહ્યો છે એક સમય પર આ શિષ્ય મારી પાસે શીખવા માટે જ ટ્રેનિંગ લેવા અહીંયાં આવી રહ્યો હતો એજ્યુકેશન માટે તો એમને એવી ઈચ્છા અને એવું અંદરથી એ લોકોને એવું અહેસાસ થાય મહેસુસ થાય કે ખરેખર મારો વિદ્યાર્થી આજે આગળ પડતો છે અને આગળ કાર્ય કરી રહ્યો છે એ મારા માટે ખૂબ જ ગર્વની બાબત છે અને ખરેખર ખરા અર્થમાં મારા શિક્ષકની વાત કરું તો જ્યારે જ્યારે પણ હું આગળ વધુ ત્યારે હું એમના આશીર્વાદ લેવા માટે અચૂક કોલ કરતો હોય છે ત્યારે તેઓ ખૂબ જ એમના સ્મિત પર એક અલગ જ પ્રકારની સ્માઇલ આવી જાય છે અને તેઓ મને સ્માઇલ આપીને કહે છે કે ખરેખર દીકરા તું તો કંઈક અલગ જ ચાઇલ્ડ છે એટલે એ ક્યારેય પણ મને બ્લાઇન્ડ તરીકે ટ્રીટ કર્યું જ નથી મારી લાઈફમાં અને એમને જે સહયોગ રહ્યો છે એ હું ક્યારેય પણ ભૂલી શકું એવું નથી કારણ કે અને મારા શિક્ષક હતા એ રાજપીપળાના હતા પરંતુ વડોદરામાં હતા હું સંગીત ક્ષેત્રે જે આગળ વધી રહ્યો છું એ શીખવા માટે હું વીકમાં એક વાર વડોદરા જઈ રહ્યો હતો અને ટ્રાવેલિંગ કરીને મને મારા પિતાશ્રીનો ખૂબ સહયોગ રહેલો છે એ મને લઈ જાય અને લાવે કારણ કે આમાં એક શિક્ષક અને એક પિતા આ બંનેનો સહયોગ ના હોય તો વિઝ્યુઅલી ઈમ્પૅર્ડ વ્યક્તિ છે એ ક્યારે પણ ઘરની બહાર ખીલી નહિ શકે અને હું આ માધ્યમથી એક મેસેજ એવો પસાર કરવા માંગીશ કે દરેકના ઘરમાં કોઈ પણ વિઝ્યુઅલી ઈમ્પૅર્ડ હોય એટલે કે બ્લાઇન્ડ હોય કે જોઈ ના શકતું હોય તેને ખરેખર તમે એને અપનાવવો જોઈએ એને સપોર્ટ કરવો જોઈએ એને ખુલ્લા મેદાનમાં મૂકો અને એને આગળ વધવા માટે એના રસ્તા ખોલો ખરેખર જે નોર્મલ વ્યક્તિ કામ નથી કરી શકતા એ બ્લાઇન્ડ વ્યક્તિ આજના સમયમાં કરે છે જેનું ઉત્તમ ઉદાહરણ સુરતમાં પણ છે અને અલગ અલગ ગુજરાતનાં શહેરોમાં છે કે જે બ્લાઇન્ડ લોકો આજે પણ આગળ પડતાં કાર્ય કરે છે અને બ્લાઇન્ડ લોકો દરેક ફિલ્ડમાં આગળ છે સિંગિંગની લાઇનમાં હોય કોમ્પ્યુટર ક્ષેત્રે હોય હવે મારા ઘણા બધા મિત્ર છે જે ટોટલી બ્લાઇન્ડ પણ છે તેઓ આઈટી સેક્ટરમાં પણ કામ કરી રહ્યા છે એટલે કે સિંગિંગની વાત કરવી હોય ત્યારે શિક્ષક મારા જે હતા એ મને ખરેખર ખૂબ જ એમના દ્વારા મને જ્ઞાન મળેલ છે અને તેઓ દ્વારા મને ખૂબ જ પ્રેરણા મળેલ છે અને તેઓ હંમેશા એક જ વાત મને કહેતા કે તું જ્યારે પણ આગળ વધે ત્યારે કોઈને ખુશી નહીં થાય એના કરતાં ડબલ મને ખુશી થશે અને તારે ક્યારેય પણ જીવનમાં હિંમત નથી હારવાની ગમે તેવી પરિસ્થિતિ આવે એનો સામનો કરવાનો છે અને જીવનમાં ક્યારેય પણ નિરાશ કે હતાશ થવાનું નહીં એવું મારું પણ વ્યક્તિગત માનવું છે ખરેખર હું કોઈ હું પણ કોઈ હાર માનવાવાળો વ્યક્તિ નથી અને દરેક આ માધ્યમથી થકી એક બ્લાઇન્ડ સમાજને એક મેસેજ આપવા માંગુ છું કે ભાઈ કે દરેક બ્લાઇન્ડ લોકોએ એવું ના સમજવું જોઈએ કે આપણી આંખો નથી તો આપણે કશુંય ના કરી શકીએ યુ નો આપણે બધું જ કરી શકીએ છીએ આપણે કેમ કશું ના કરી શકીએ આપણે બધું જ કરી શકીએ છીએ આપણે એક મેન્ટલી બદલવાની જરૂર છે સામેવાળા વ્યક્તિ જે નોર્મલ લોકો છે એમનામાં અવેરનેસ લાવવાની જરૂર છે જેના માટે મારાથી થાય એટલા મેક્સિમમ પ્રયત્ન કરી રહ્યો છું અને મારા સંગીત શિક્ષકનો આભાર વ્યક્ત કરું એટલો ખરેખર ઓછો છે કારણ કે એઓના કારણે અને તેઓ દ્વારા જે મારા માટે મહેનત કરવામાં આવી છે અને મારા સ્પેશિયલ ક્લાસ લેતા હતા દરેક નોર્મલ સ્ટુડન્ટ આવે ત્યારે મારા ક્લાસ નહોતા ચાલતા મારા એક પર્સનલી ક્લાસ ચાલતા હતા અને સ્પેશિયલી ક્લાસમાં મારું એક નિર્માણ થયું છે મારી જે સ્ટડી છે એ નોર્મલ લોકોની સાથે ફિનિશ થઈ છે મેન બ્લાઇન્ડ લોકો સાથે નથી ફિનિશ કરી તે છતાં પણ મને આજે અંદરથી એક ઈચ્છા છે કે હું બ્લાઇન્ડ લોકો માટે કંઈ કરું કારણ કે મને તો હું ગ્રેજ્યુએટ છું મને તો જોબ પણ મળી શકે છે પણ જોબમાં મને બિલકુલ ઇન્ટરેસ્ટ નથી મને સેવા કરવાનો ઇન્ટરેસ્ટ છે અને મારા શિક્ષકો માટે તો બીજું શું કહું કારણ કે નોર્મલ લોકો સાથે પણ હું અને શિક્ષકો પણ નોર્મલ હોય એ લોકો મને ફેસ કરે એ બહુ જ અઘરી બાબત હતી પણ મારા નોર્મલ શિક્ષકો પણ શિક્ષકોને પણ ગર્વ હતો મારા પર કે અમારી સ્કૂલમાં આવો વિદ્યાર્થી પણ છે તે જે બ્લાઇન્ડ હોવા છતાં પણ આજે અભ્યાસ કરી રહ્યો છે અને મારું ટેંથ ટ્વેલ્થ અને કોલેજ એક જ ટ્રાયલમાં મેં પાસ કરેલ છે એક જ ટ્રાયલમાં મેં ક્લિયર કરેલ છે